હલો સ્વીગીમાંથી બોલો હા રમેશ ભાઈ હું મોહમ્મદ કમર બોલું છું એક્ચુઅલ્લી મેં મેકડોનલ્સમાંથી જે ઓર્ડર કર્યો હતો એની ડિલિવરી ટાઇમ એ લોકોએ લગભગ પિસ્તાલીસ મિનિટ મને કીધું હતું કે ફોર્ટી ફાઈ મિનિટ્સમાં આવી જશે પણ સવા કલાકથી ઉપર થય ગયો પણ હજુ સુધી તમે આવ્યા નથી શું કારણ છે કે તમે આટલું મોડું થઈ ગયું અચ્છા ટ્રાફિક બહુ વધારે છે પણ ટ્રાફિક વધારે હોય તો એ તો તમારા લોકોને પ્રેક્ટિસ હોયને યાર એ ટ્રાફિકને બીટ કરવાની અને બીજા શોર્ટ રસ્તા શોધીને ડિલિવરી જલ્દી કરવાની શું કહો છો ઘર નથી મળતું અરે ભાઈ પણ ઘર ના મળતું હોય તો તમારે એટલીસ્ટ મને ફોન તો કરવો જોઈએ તમે મને ફોન કરો તો હું તમને પ્રોપર લોકેશન આપું એડ્રેસ આપું ના હોય તો હું મારા ઘરની બહાર આવીને કે ગલીની બહાર આવીને તમને આવીને જાતે જ લઈ જઉં પણ એટલીસ્ટ તમે ઇન્ફોર્મ કરો તો કંઈ થાયને આતો ખોટું તમે મોડું કરો છો ને મારા ઘરે મહેમાન આવીને બેઠા છે અને ખોટી તમારી રાહ જોઈ રહી છે જોઈ રહ્યા છે આના કરતાં વહેલા તો હું પોતે જઈને લઈ આયો હોત તો આવી ગયું હોત કેટલી વારમાં આવી જશો હવે અચ્છા દસ મિનિટમાં સો ટકા દસ મિનિટથી વધારે લાગી તો હું ઓર્ડર કેન્સલ કરી દઈશ હાં રમેશ ભાઈ યાદ રાખજો ઓકે ચાલો